હલો હા મેમ મને છે ને કથક શીખવાનું છે હ મારી કોમ્પિટિશન છે ડાન્સની તો સ્તુતિ કથકનું કરવાનું છે મારે ડાન્સ કરવાનો તો તમે મને શીખવાડશો હા હા એ જ કરવાનું છે મને મારું બસ આ સાત સાતથી આઠ દિવસમાં જ છે મારું કોમ્પિટિશન હાં એટલેજ ને એ મને હમ હમ હમ હાં હાં હાં સારું પણ મને પાકું આવડી જશે ને મને થોડું ઘણું છે હા બહુ એટલું નોલેજ નથી મને પણ મને હવે કોમ્પિટિશનમાં પાર્ટ લેવો જ છે એટલે પછી મેં કીધું કે સારા ટીચર પાસે શીખું હમ ના મને કોન્ફિડન્સ તો છે જે કે હું કરી લઈશ પણ મને એક સારા ટીચર હોયને તો એક સારું ગાઈડન્સ આપે ને તો મારાથી થઈ જાય હાં હાં હા હા હા હા હમ હમ હા હા ચોક્કસ થી આવીશ હું ચોક્કસથી ચોક્કસથી આવીશ ઓકે ઓકે હા સરસ ઓકે થેંક્યુ